હલો તમે નિખિલ શોપ શોપમાંથી બોલો સર મારે આ વિન્ટર માટેના અલગ અલગ શુઝ અને શોપિંગ માટે પૂછવું તું તમારી પાસે અલગ અલગ કોન્ટેટીમાં સમાન અવેલેબલ છે સર મારું બજેટ હજારથી લઈને પંદરસો સુંધીનું છે તો આમાં તમે અલગ અલગ વેરાઈટી મને બતાવી શકશો અછા અને સોક્સ માટે આપણે કઈ કઈ વેરાઈટી અવેલેબલ છે તમારે ત્યાં યસ સર હા એની પ્રાઇસ શું થશે

અછાં તો મારે યૂમાંના ત્રણ જોડી જોઈએ તો આમાં કઈ ડિસ્કાઉન્ડ મળશે કે નહીં મળે અછાં અછાં તો ચાલો તમારે અત્યારે શોપ ઓપન છે કે ક્લોજ છે અત્યારે અછા તો હું તમારી રૂબરૂ મુલાકાત લઉ છું ઓકે થેન્ક યૂ સર